મોરબી જિલ્લામાં સામાજિક વિકાસ માટે ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં શિક્ષણને લગતા કાર્યક્રમો છે જેમાં શિક્ષણ છે સમાજ સુરક્ષા દ્વારા ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં ગરીબોને સહાય અન્ન યોજના અન્નપૂર્ણા યોજના હેલ્થને લગતા કાર્યક્રમો સ્ત્રી સશક્તિકરણ કરવા માટે મહિલા જાગૃતિ માટેના કાર્યક્રમો અને આવાં બધા ઘણા બધા ય સરકારી યોજનાઓ છે એના કાર્યક્રમો કરવામાં આવે છે અને મોરબી જિલ્લામાં સામાજિક વિકાસ માટે સ સંસ્થા અને સરકાર બે સાથે રહીને ઘણા બધા કાર્યક્રમો કરે છે જેની અંદર સિવણ શીખ મહિલાઓને સિવણ શીખવાડવું સ્કિલ ઇન્ડિયા ડેવલપમેન્ટના પ્રોગ્રામો અને આવા બધા પ્રોજેક્ટો મોરબી જિલ્લામાં હાથ ધરવામાં આવે છે અને સરકારી યોજનાઓમાંથી પણ લોકો વાકેફ છે એના માટે પણ સરકાર અને સમાજ બંને જાગૃત છે